પુસ્તક વાંચવામાં તો મેં છકોમકો ઝગમગ પછી અકબર બિરબલ કી કહાની એ વાંચીને ખૂબ જ ખડખડાટ હસ્યા છીએ અને એ પુસ્તકો વિશે જે પણ કહીએ તે એકદમ કોઈ ઓલી જ નથી ગણતરી અને જેટલા એના વખાણ કરીએ એટલા ઓછા છે તો એ વાંચીને અમને એટલી મજા આવે કે અમારો આખો દિવસ હસતો રહે એ રીતનું હોય છે એમાં અકબર બિરબલ કહાની પછી વિક્રમ વેતાળ એ જાતની બધી પુસ્તકો અમને વાંચવા ખૂબ ગમે છે અને અમે એ સારી રીતે વાંચીએ છીએ અને બીજાને પણ વાંચવા માટે સલાહ આપીએ છીએ અને એ રીતે એ પુસ્તકોનો બને એટલો પ્રચાર હજી આજની ડેટમાં પણ અમે લોકો ઝગમગ અહીંયા અમારે આવે છે એ વાંચીએ છીએ ન્યૂઝપેપરમાં અને ખૂબ મજા આવે છે વાંચવામાં